જેમ કે આપણે વાત કરીએ કે ગાંધીનગરની તો ગાંધીનગરમાં આઈટી પાર્ક છે ઈન્ફોસિસ પાર્ક છે અને ટીસીએસ પાર્ક છે તો ઘણી બધી નાની મોટી આઈટી કંપની અને આઈટી સેક્ટર રિલેટેડ કંપનીઓ ત્યાં વસેલી છે અને આપણે થોડેક પહેલાં આવીએ જેમ કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની હદમાં પણ ઘણા બધા અગર ઈન્ડ્સ્ટ્રલ સેક્ટરની વાત કરીએ તો છે જેમ કે જીઆઈડીસી છે જીઆઈડીસી જીઆઈડીસી એટલે શું કે ભાઈ ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન આ આનું ફૂલફોર્મ છે તો સરકારે બે થી ત્રણ જીઆઈડીસી બનાવ્યા છે અહીંયાં જેમ કે વટવા જીઆઈડીસી સાણંદ જીઆઈડીસી કલોલ જીઆઈડીસી અને બીજા ઘણા ઘણા બધા પણ જીઆઈડીસી અવેલેબલ છે અહીંયાં જ્યાં નાની મોટી ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઓ ફેક્ટરીઓ આ બધી અહીંયાં વસેલી છે અને વાત કરીએ આપણે જેમ કે ગાંધીનગરની ફરીથી તો ગાંધીનગરમાં ગિફ્ટ સિટીનો આયોજન અત્યારે કરવામાં આયો છે બનાવવામાં આવી છે જેમાં વિશ્વની સૌથી પ્રખ્યાત નાની મોટી કંપનીઓ આવીને વસેલી છે અને અહીંયાં તમને બધા આઈટી સેક્ટર રિલેટેડ તમને મળી રહેશે